હા કોણ ઓ સ્વીગીમાંથી ક્યા પહોંચ્યા તમે સરનામું નથી મળતું એવું કેવું આખું સરનામું તો આપ્યું છે તમને તમે ક્યાં છો હમણાં ઓકે ઓકે હા તો ત્યાંથી જમણી બાજુ લેવાનું છે ત્યાં એક મોટું ઝાડ છે પીપળનું દેખાયુ હા તો તમે ત્યાં પહોંચો પહેલા હા હા હા બસ એ જ એ જ એની બાજુમાં પેલું ગણપતિનું મંદિર છે હા હા હ ત્યાંથી હવે ડાબી બાજુ લેવાનું જે બીજા નંબરની ગલી છે ને ત્યાં એબીસી કરીને જે મારો ફ્લેટ છે એ તમને દૂરથી દેખાશે એની બાજુમાં સ્ટેટસ ત્રણ કરીને એક ફ્લેટ છે અને પાયલ કોમ્પ્લેક્સ એની પહેલા આવશે હા ત્યાંથી ડાબી બાજુ લો કયા નંબરની ગલીમાં ગયા બરાબર ત્યાં જાવ મેં તમને ચોક્કસ સૂચના આપી છે તમને હજી નથી દેખાતું ઊભા રહો હું નીચે આવું કદાચ તમને દેખાય ઊભા રહો હજી લિફ્ટ આવે છે હા હું તમને હા હું તમને મળું હું નીચે જ આવું છું ત્યાં તમને કોઈ દેખાય છે જેમને તમે પૂછી શકો અહીંયાનું કોઈ હશે હા એમને આપો હું જરા વાત કરું હા ભાઈ ઓ તમે સી બ્લોકમાં રહો છો હા હા આ ભાઈને ખાલી મારું સરનામું સમજાવવાનું છે હા હું એ બ્લોકમાં રહું છું તમે તમે એમને જરા ગલી નંબર બેમાં મોકલોને એમને ખબર નથી પડતી ક્યારના ગોળ ગોળ ફરે છે હા હા હા બસ એ વાળુ જ એ જ હ હા હા તો ભાઈ તમને સમજાયું એમણે શું કીધું જો હું નીચે પહોંચું જ છું હું તમને મળું તમે જરાક નજીક આવો હા હા મને તમે દેખાઈ ગયા સીધું સીધું આવો હા ઓકે ઓકે હા ચલો